જો સાચી વાત કહીએ તો આ પ્રદેશમાં ધર્મ સંબંધિત કોઈ વિવાદસ્પદ મુદ્દાઓ હોય જ ના શકે કારણ કે આપણે ગુજરાત છે એમાં કેટલા બધા ધર્મ રહેલા છે ગુજરાતના અલગ અલગ લોકો બિરાજી રહ્યા છે ગુજરાતમાં આમ જોઈએ તો હિન્દુ મુસ્લિમ ઈસાઈ બધા લોકો શિખ લોકો બધા અલગ અલગ લોકો અહીંયા રહે છે પણ બધા લોકોને અત્યારે ગુજરાતી ફાવી ગયું છે કોઈ લોકોને આપણે એમ ના કહી શકીએ કે આમાંથી કોઈ પણ વ્યક્તિ બીજી ભાષાનો હોઈ શકે એટલું બધું ગુજરાતી બોલી શકે છે જો ધર્મની રીતે આપણે જોઈએ તો ધર્મમાં તો કેટલા બધા પેટા અહીંયા બની ગયા છે ધર્મમાં કોઈ હિન્દુ છે તો હિન્દુમાં પણ કેટલા બધા મુખ્ય પેટા છે એ હિન્દુમાં જ કોઈ માતાજીને માને કોય વૈષ્ણવ હોય કોઈ જૈન હોય એવી રીતના અલગ અલગ ધર્મ છે મુસ્લિમ ધર્મ છે તો એ લોકો પણ પોતાની રીતે ખૂબ જ ધર્મને સાચવતા હોય છે બધા ધર્મને લઈને પોત પોતાના પુસ્તકો પણ હોય છે જેમ કે શ્રી કૃષ્ણ ભગવાન છે તો કૃષ્ણ ભગવાનને ગીતાજીમાં જેમ અર્જુનને બધું જ્ઞાન આપ્યું હતું તો ગીતાજી છે એ આપણું મુખ્ય પુસ્તક કહેવાય છે હિન્દુ ધર્મમાં અત્યારે ગીતાજી એ બહુ જ મહત્વનું છે આજે વૈષ્ણવ લોકો છે એ વૈષ્ણવ સંપ્રદાયમાં લોકો ગુજરાતની સીમા પર આવેલું સરહદ પાર રાજસ્થાન છે ત્યાં નાથદ્વારા કરીને છે ત્યાં શ્રીનાથજી બાબા બિરાજે છે ત્યાં વૈષ્ણવ લોકો જાય છે અને ખૂબ જ ત્યાં પૂનમ ભરે છે અને ખૂબ જ ભાવપૂર્વક શ્રીનાથજી બાબાની મન્નત કરે છે અને શ્રીનાથજી બાબા એમની મન્નતો પૂર્ણ પણ કરે છે એટલે ધર્મને લઈને તો કહેવામાં આવેને કોઈપણ વિવાદસ્પદ મુદ્દાઓ હોઈ જ ન શકે ધર્મ સંબંધિત જો આપણે વાતો કરીએને તો જ્યાં ધર્મ છે ને ત્યાં જીવન છે હશે તો કહેવામાં આવે છે કે તમારું બધુ સચવાઈ રહેશે જીવનમાંથી બીજું બધુ જાયને તો જવા દેવાનું પણ ધર્મ નહીં જવા દેવાનો ધર્મને કે છે ને કે ધર્મ એના વિના તો આપણે ડગલું પણ ના ભરી શકીએ ધર્મ એટલો જરૂરી બની ગયો છે મુસ્લિમ્સ લોકો છે શીખ લોકો છે શીખ લોકો પંજાબીનું અમૃતસરમાં મંદિર છે પણ એ લોકો પણ અત્યારે ગુજરાતમાં અહીંયા વસીને રહે છે અને લાગતું પણ નથી કે આ લોકો શીખ છે અમારા ગુજરાતમાં એટલો બધો સંપ છે અહીંયા મહાદેવજીના બધા જ જ્યોતિર્લીંગો બિરાજે છે જે બાજુમાં અમારી જૂનાગઢ વેરાવળની બાજુમાં સૌરાષ્ટ્રમાં જ અહીંયા આપણે કહેવામાં આવે છે ને કે સૌથી પહેલું જ્યોતિર્લીંગ એ અમારે અહીંયા સોમનાથ છે કે જ્યાં ઘણા વૈષ્ણવો જ્યારે શ્રાવણ માસ હોય ખૂબ જ ભાવથી ખૂબ શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે અને શ્રી માધવજીની કૃપાથી તે લોકોને ખૂબ આશીર્વાદ પણ એ લોકો પ્રાપ્ત કરે છે અહીંયા કહેવામાં આવે છે કે ધર્મને લઈને આપણે બીજી કોઈ પણ વાત કારીએ તો કૃષ્ણ જેવો કોઈ અત્યારે દેવ થયો નથી અને કોઈ થવાનો પણ નથી કારણ કે ક્રૃષ્ણને તો આપણા ગુરુ માનવામાં આવે છે ક્રૃષ્ણ ભગવાને વ્રજમાં લીલા કરી હતી એતો આપણને ખ્યાલ છે અગિયાર વર્ષ અને બાવ્વન દિવસ સુધી શ્રી ઠાકોરજીએ વ્રજમાં લીલા કરી હતી એટલે આપણે ઠાકોરજીને કહીએ તો વૈષ્ણવ સંપ્રદાયમાં એ વાત કરીએ તો આજે તો ઘરે ઘરે શ્રી વલ્લભચાર્ય મહાપ્રભુજી બન્યા જ ને ગુરુ આપણા એ ઘરે ઘરે આજે પુષ્ટી મારગનો એને ઝંડો ફરકાવ્યો છે અને એ ખૂબ જ અતુરતાથી અને ખૂબ જ કૃપાથી વૈષ્ણવો એની પાસેથી કૃપા મેળવી અને પોતાના ઘરે ઠાકોરજીને પધારે છે અને ઠાકોરજીને પોતાની રીતે મેવો અને મિસરી આરોગાવે છે અને પ્રભુ ખૂબ આરોગે છે તો આમાં ધર્મની કોઈ આપણે ધર્મ સંબધિત કોઈ વિવાદાસ્પદ કોઈ મુદ્દાઓ આપણા જીવનમાં હોય જ ના શકે અને કારણ કે ધર્મ છે ને ત્યાં જ આપનું જીવન છે ડગલેને પગલે આચરણમાં ધર્મ નહીં હોય અને તો એ કોઈપણ દિવસ માણસનો પતન થતાં વાર નહીં લાગે આજે ધર્મ એટલો બધો જરૂરી થઈ ગયો છે એટલા માટે ધર્મને લગતું જ આજે હું એટલું જ કહેવા માગું છું કે જો આપણે વૈષ્ણવ હોય હિન્દુ છીએ ગુજરાતમાં આપણે જન્મ લીધો છે અને આપણા ઘરે જો ઠાકોરજી બિરાજતા હોયને તો આપણે આપણા બાલ ગોપાલને ખૂબ જ આનંદથી આપણે એને લાડ લડાવવાના એ જ આપણું મુખ્ય કર્તવ્ય હોવું જોઈએ જીવનમાં બીજું સુખ શોધવા જઈએને તો બીજું સુખ ક્યાંય છે જ નહીં સાચું સુખ એ આપણે અને બસ આપણા શ્રી ઠાકોરજી છે ધર્મની બાબતને લઈને કહીએ તો ધર્મ છે ત્યાં આપણું જીવન છે એમ માનવામાં શું કામ આવે છે કારણ કે ધર્મ હશેને તો આપણી નૈયાને પાર પડતા વાર નહીં લાગે ડગલેને પગલે જ્યારે હલન ચલન કારીએને ત્યારે આપણા ઘરમાં જે ઠાકોરજી બિરાજે છે એની રજા લઈને આપણે ચાલીએ બેસીએ ઊઠીએ જેથી કરીને આપણે ક્યાંય પાછા ના પડીએ જીવનમાં ક્યાંય ગલત કદમ ખાવાનું હોય તો ઠાકોરજી આપણો હાથ પકડી લે અને પ્રભુ આપણી રક્ષા કરે આપણા ગુજરાતમાં આવા વૈષ્ણવ સંપ્રદાયના ઘણા લોકો તમને જોવા મળશે કે જે લોકો સાથે બેસશે અને એકબીજાને પ્રથમ વખત મળશેને તો એ સૌથી પહેલો શબ્દ એ લોકો જય શ્રી કૃષ્ણ કરશે જય શ્રી ક્રષ્ણ કહેવાનો મતલબ એ છે કે હું અને મને જે દેખાય છે તમે આપણે બધા જ કૃષ્ણ સ્વરૂપ છે જય શ્રી કૃષ્ણનો કહેવાનો અર્થ જ એ છે કે બધુ જ આપણને કૃષ્ણમાં દેખાય છે કૃષ્ણ છે એ આપણી વ્રજ ભૂમિમાં જે બિરાજે છે આ વ્રજ ભૂમિ પણ અતિ પાવનકારી છે એટલે આપણે આ પ્રદેશમાં ધર્મ સબંધિતો આપણે કોઈ વિવાદાસ્પદ મુદ્દાઓ હોઈ જ ન શકે બસ ધર્મ એ જ આપણું બધુ જ છે એટલું જ અહીં આપણે અહીંયા માનવામાં આવે છે અને આપણા ગુજરાતમાં તો ખૂબ જ ભક્તિ અને પોષણ મેળવે છે